ભારતમાં સૌથી લોકપ્રિય રમતોમાં ક્રિકેટ પછી કબડ્ડી હોકી વગેરે જેવી લોકપ્રિય રમતો રમાય છે જેમાં રમતોના ખે લોકપ્રિય ખેલાડીઓના નામ આ પ્રમાણે છે વિરાટ કોહલી જે સૌના લોકપ્રિય ખેલાડી છે તે બધાંને પ્રભાવિત કરે છે પછી એમ એસ ધોની રોહિત શર્મા હાર્દિક પંડ્યા મોહંમદ સિરાજ વગેરે જેવા ખેલાડીઓ ક્રિકેટ રમે છે અને તે લોકોને સારી રીતે પ્રદર્શિત કરી અને પ્રેમ ભાવના બતાવે છે પછી કબડ્ડીના ખેલાડીઓના નામ આ પ્રમાણે છે પ્રદીપ નરવાલા સુરજ દેશપાંડે પરવિન શંકર જોશી પછી સમિર તન તનવર વગેરે જેવા ખેલાડીઓ કબડ્ડીના ખેલાડી છે તે લોકોને સારી રીતે પ્રભાવિત કરે છે